નવજાત શિશુ જન્મે ત્યારે છ દિવસ થાય ત્યારે એની છઠ્ઠી કરવામાં આવે છે પછી જ્યારે સાત આઠ મહિનાનો થાય ત્યારે એનો અનપ્રાસન કરવામાં આવે છે અને જ્યારે એક વર્ષનું થઇ જાય ત્યારે એ લોકોને જ્યારે જમવાનું હોય એને અનપ્રાસન કરવામાં આવે છે આવી રીતના અલગ અલગ વિધિઓ કરવામાં આવતી હોય છે